હા બિલકુલ મને એવું લાગે છે કે વસ્તુઓ સંગ્રહ કરવામાં વધુ લોકોએ જોડાવવું જોઈએ કેમ કે આપણી સંસ્કૃતિ છે આપણી જે જૂની પુરાણી કોઈ વસ્તુ છે એનું તમે એનો તમે સંગ્રહ નહીં કરો અથવા તો કે કોઈ પણ વસ્તુ છે એને યોગ્ય રીતે યુઝ નહીં કરો અથવા તો કે એનું સંગ્રહ નહીં કરો અને કલેક્ટ નહીં કરો તો પછી આગળ જઈને એ વસ્તુની શું ગેરંટી છે કે તમને આગળ જઈને એ વસ્તુ મળશે જ ખરી કે એની કોઈ ગેરંટી નથી કે તમને એ વસ્તુ આગળ જઈને સો ટકા મતલબ લાઈફ લોન્ગ સુધી અવેઈલેબલ હશે જ એવું જરૂરી નથી તો તમે સંગ્રહ કરીને રાખ્યું હશે તો તમને એ કટાણા સમયમાં પણ તમે એનો યુઝ કરી શકો છો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો પાણી છે તો પાણીને તમે સંગ્રહ કરીને રાખ્યું હશે તો એવા સમયે જ્યારે પાણી નહીં આવતું હોય અથવા તો કે ઓછું આવતું હોય તમે અટક્યા હો તો તમે સંગ્રહ કરેલું હશે તો તમે એ પાણીનું તમને એ સમયે પાણી મળી રહેશે તમને અને પાણીનો તમે યુઝ કરી શકશો તો હા કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવા વધુ લોકોએ જોડાવું જોઈએ લોકોએ એનો સાથ આપવો જોઈએ અને સાથે ચાલવું જોઈએ એવું મને લાગે છે